વિશાલ ભાઈ હું વાત કરું છું કરણ યાદ છે વિશાલ ભાઈ વિશાલ ભાઈ ફોન નહીં મૂકો તમે વિશાલ ભાઈ ફોન નહીં મૂકો મારે તમારે આ વખતે તો મારી વાત આખી તમારે સાંભળવી જ પડશે નહીં હું નહીં જાણું નહીં જાણું મેં તમને કેટલા વખત પહેલાં ઓડર આપ્યો હતો ત્રણ મહિના એ ત્રણ મહિનાની વાત થઈ ગઈ એ વાત મેં પૂરી પણ કરી દીધી મને ઓડર નથી જોઈતો મેં તમને ના પાડેલી મને બિલ્કુલ જરૂર નથી હવે તમારી જે કંપની ખરી એની સાથે મારે કોઈ નિસ્બત નથી મારે એની સાથે વાત જ નથી કરવી તમારે કોઈ જ કોઈ જ એટલે કોઈ જ દલીલ આપવાની જરૂર નથી નહીં નહીં નહીં એ હું નહીં સાંભળું હું ખાલી એટલી વસ્તુ જ તમને જણાવા માંગુ છું કે તમારી પાસે લીધેલા ઓર્ડરને મેં રદ કર્યો એ રદ કર્યા બાદ મને જે મારા ખાતાના વૉલ્ટ પાછા જે રિફંડ આવવા જોઈએ તે હજુ સુધી કેમ નથી આવ્યા હા એ જ વાત કરું છું તમારી પાસે થી જે મેં શર્ટ લીધેલો હતો ત્રણ હજાર રૂપિયાનો આ ત્રણ હજારની ઉપર તમે બીજું જીએસટી ટેક્સ લગાવ્યું તમે ક એની અંદર અલગ અલગ પ્રકારના બીજા પણ જે વેરાઓ હતા તે ઉમેર્યા અને એ ત્રણ હજારના શર્ટને તમે વધારતા વધારતા સાડા ત્રણ હજારનો કરી દીધો આખા પાંસો રૂપિયાનો એની પર વધારો થઈ ગયો છે સમજો છો સાળા ત્રણ હજાર તમને જો હું આપું ત્રણ મહિના માટે અને ત્યાર પછી તમે એના બદલામાં મને શર્ટ તો નહીં જ આપો પણ એનું રિફંડ પણ નહીં કરો તો એ ક્યાં સુધી માન્ય છે ને એકદમ ખોટી વસ્તુ છે હું આ વસ્તુ ચલાવી નહીં લઉં મને આ તમે સત્વરે મારા ખાતાની અંદર પાછા પૈસા જમા કરો સાડા ત્રણ હજાર નહીં તો આની સામે હું કાર્યવાહી કરીશ જી મારા ઘણા વકીલ મિત્ર પણ છે તેમને તેમણે પણ આ વસ્તુને મેં જણાવી છે મારા મિત્રએ કીધું કે તમે આ બાબતમાં દાવો કરી શકો અને ફરજિયાતપણે એમની પાસેથી જે મૂળભૂત રકમ ત્રણ હજાર ને પાંચસો રૂપિયા તો ખરી જ એની ઉપરથી તમે જે ત્રણ મહિના તમે રાહ જોઈ તેની રકમ ત્યાર પછી તમને જે આટલા બધા કોલ કરવામાં આવ્યા મારા દ્વારા તો તેની રકમ આ બધી જ વસ્તુનું વળતર પાછું માંગવા માટે હું સક્ષમ છું જી તો મને એ જણાવશો કે મારા સાડા ત્રણ હજાર રૂપિયા મને ક્યારે પાછા મળી શકે છે નહીં નહીં નહીં હુ કોઈ પણ સંજોગોમાં સાડા ત્રણ હજાર રૂપિયાથી એક રૂપિયો ઓછો લેવા તૈયાર નથી તમે મને કાં તો એ પૂરેપૂરી રકમ મારા ખાતામાં પાછી જમા કરી આપો કાં તો પછી હું તમને કોર્ટ સુધી ઘસેડવા તૈયાર છું જી હું તમારું નામ લઈશ હું તમારુ નામ લઈશ કે વિશાલ ભાઈની સાથે મારી ત્રણ વખત અલગ અલગ સમય દરમિયાન વાત થઈ ગઈ છે અને આગળ ફોન કર્યો ત્યારે પહેલી વખત તો મારે તમારી પાસેથી શર્ટ જોઈતો હતો એ શર્ટ તો તમે નહીં આપ્યો એના પછી મેં તમને બે દિવસ રહીને મારા ભાઈના જ્યારે લગ્ન હતા ત્યારે તમને ફોન કર્યો લગ્નની વચ્ચે હું તમને ફોન કરું છું કે એ શર્ટ હજુ પણ જો આવી જતો હોય તો તો હું તૈયાર છું લેવા માટે અને તમને પૂરેપૂરું એનું જે વળતર જે આપી દીધું તેમાં કોઈ માંગણી પાછી કરીશ નહીં પણ ના તમે એ પૈસા પણ નથી આપતા શર્ટ પણ નથી આપતા મને જવાબ પણ નથી આપતા કોઈ પણ રીતે મને રમાડ રમાડ કરો છો આ ચોખ્ખા શબ્દો છે મારા કે તમે મને રમાડ રમાડ કરો છો મને જણાવો કે આ શું કરી શકું આ સિચુએશનમાં પરિસ્થિતિ તમે સમજો કે હું એવો પણ વ્યક્તિ નથી કે મારા માટે સાડા ત્રણ હજાર રૂપિયા નાની રકમ છે હું ભુલી જાઉં કોઈને આપી દઉં તો મને જરૂર નહીં પડે જી નહીં નહીં નહીં હવે શર્ટનીએ મને શું જરૂર કોઈ સંજોગોમાં હું શર્ટ આ લેવા તૈયાર નથી મને તમે સાડા ત્રણ હજાર રૂપિયા મારા બેન્કના ખાતામાં જમા કરી આપો મારી બેન્કની જે વૉલ્ટ ખરી તેમાં જમા કરી આપો મને ડાયરેક તમારી એપ્લિકેશનની અંદર જમા કરી આપો હું એમાં પણ લેવા માટે તૈયાર છું પણ મને સાડા ત્રણ હજાર રૂપિયા પાછા જોઈએ નહીં તો હું આની સામે જે તમને કેસ માંડીશ તેમાં લખી ને લઈ લો કે એ કેસ તમને જે કરો તે સાડા ત્રણ હજારની જગ્યાએ પાંચથી છ હજાર પર પડશે ઓછામાં ઓછો નહીં નહીં નહીં મને વકીલની પણ ફી જોઈશે હું એ પણ તેની અંદર ઉમેરીશ એટલે છ હજાર રૂપિયા જે મારું પેલા સાડા ત્રણ હજાર વળતર એની ઉપર મા મારી મૂળ રકમ વળતર તો બાકી વળતરની તો વાત જ નથી કરી વળતર તો મારું ત્રણ હજાર રૂપિયાની ઉપર બીજું પાંચસોથી એક હજાર રૂપિયાનું વળતર લાગશે એની ઉપર મારા જે વકીલ ભાઈ ખરા તેમને પણ ભલે મારા મિત્ર હોય પણ હું એની પણ પૂરેપૂરી ફી ચૂકવીશ તો એની ફીના પણ પૈસા હું તમારીમા તમારી પાસેથી અથવા તમારી કંપની પાસેથી સ્વીકારવા માંગું છું જે મને નહીં નહીં નહીં મને જોઈશે જ ગમે તે સંજોગોની અંદર આ તમારી પાસે આજે તેર તારીખને મંગળવાર છે હું તમને મને બુધવાર સુધી નહીં તમને શુક્રવાર ચલો શુક્રવાર સુધીનો સમય આપ્યો શુક્રવાર સુધીમાં તમે જેટલું થઈ શકે એટલું મને સાડા ત્રણ હજાર રૂપિયા આપો નહીં તો પછી હું ડાયરેક તમને લીગલ નોટિસ જે આવે છે તે તમને મોકલીશ જી સંપૂર્ણ કાર્યવાહી કરીશ અને પગલા લેવા હું તૈયાર છું ભલે મને આ બાબતમાં એક વરસ લાગી જતું મેં તમારા શર્ટ માટે ત્રણ મહિના એની ઉપરથી જે બીજું રિફંડ ખરું તેના માટે બીજો દોઢ મહિના રાહ જોઈ છે તો હું એક વરસ રાહ જોવા હજુ તૈયાર છું પણ એના બદલામાં મને સંપૂર્ણ રકમ તમારી પાસેથી જોઈશે જી તો હું તમને પાછો કોલ નહીં કરું એવી એવી તમને વિનંતી મારે કરવો નહીં પડે એવી તમને વિનંતી કોઈ સંજોગોમાં મારે તમારા સાથે પાછી વાત નથી જ કરવી મને માત્રને માત્ર પૈસા આપી દો બસ બીજું કંઈ નથી ઈચ્છુ ના ના ના ના મારે કંઈ સાંભળવું નથી તો આટલું મારું કરવા વિનંતી થેન્ક યુ